સ્થાનિક અખબાર એટલે કે મારા ઘરે ઘણા સ્થાનિક અખબારો આવે છે અને મને અખબાર વાંચવાનું ખૂબ જ શોખ છે તેથી હું સંદેશ ગુજરાત સમાચાર સાંઝ સમાચાર દરેક અખબાર વાંચું છું એટલે હું પહેલાના જમાનામાં ફક્ત સમાચારો જ આવતા પણ હવે પણ તેમાં પણ ઘણી ઘણી નવી શોધો આવી ગઈ છે અને બધાને દરેક ઉમરની વ્યક્તિને ગમે એવા સમાચાર નાના બાળકોને ગમે એવી ગેમ હોય છે અને કલરિંગ કરી શકે એ ટાઈપનું એક ચિત્ર આપેલું હોય છે તો બાળકો પણ તેમાં કલર કરી અને આનંદ લઈ શકે છે એ લોકોને ગમે એવી ઘણી બધી રમતો પણ આવે છે સડોકુ છે પછી પહેલા શબ્દ ભરવાનુંને એવી ઘણી ઘણી રમતો આવે છે તેનાથી દરેક ઉમરના લોકો આનંદ લઈ શકે છે અને ખાસ કરીને નારી માટે તો મહિલાઓ નો વિકાસ થાય એના માટે ઘણી બધી કોલમ આવે છે અને ફેશિયલ ટિપ્સ છે પછી કૂકિંગ ટિપ્સ છે તેનાથી મહિલાઓ પોતાના જીવનની જ જરૂરિયાતની બધી વસ્તુઓ ક્યાંથી મેળવવી એમાં એનો કઈ રીતે ઉપયોગ કરવો અને એની ટિપ્સ થી ઘણો ઘણો ફાયદો થાય છે ઘણા અખબારોમાં લોટરી ટિકિટ પછી અગર રોજ અખબાર મગાવતાં હોય તો તેમાં એક નાની ચિઠ્ઠી પણ આવે છે એ ચિઠ્ઠીઓને ભેગા કરી અને એક મોટું ચિત્ર બને છે અગર એ ચિત્ર આપણે પૂર્ણ કરીએ છીએ તો તેના પછી આપણને અખબાર તરફથી ભેટ મળે છે એટલે આ રીતે અખબારમાં આવું નવું નવું સંશોધન આવે રાખે છે તેથી આપણે પણ ઘણા જાગૃત રહીએ છીએ અને એક પણ દિવસ અખબાર ચૂકવાનું અખબાર વાંચવાનું ચૂકતા નથી અખબાર એક વ્યસન જેવુ થઈ જાય છે અને દેશ વિદેશમાં શું ચાલતું હોય તે આપણને દરરોજ સમાચાર મળી રહે છે